વિકાસની બાબતમાં મોરબી અગ્રેસર રહ્યું છે વિકાસમાં તો આઠસો કારખાનાઓથી પણ વધુ સિરામિક સ સિટી તરીકે મોરબી નામ એક આ દુનિયામાં અલગ લેવલે જે ગુંજ્યું છે તે ખરેખર બિરદાવવા લાયક છે એના મુખ્ય પડકારોમાં આર્થિક સામાજિક અને પર્યાવરણ અને રાજકીય ક્ષેત્રે જોવા જઈએ તો પર્યાવરણ ક્ષેત્રમાં અત્યારે પ્રદુષણનું પ્રમાણ ધીરે ધીરે ઉધોગોના કારણે વધતું જઈ રહ્યું છે જે જેના કારણે સ્વાસ્થ્યના પ્રોબલમો તેના રહેતા વાસીઓને ભોગવવા પડે છે સૂચનોમાં તો એ જ છે જે સ્વાસ્થ્યના સંદર્મમાં ગુજરાત સરકાર થોડાક કડક કા પગલાઓ લે અને આજે હેલ્થ ઇશ્યૂ છે જે હજાર્ડના ઇશ્યૂ છે તેને સોલ કરવાની ટ્રાય કરે ફાર્મરના પણ ઘણા બધા ઇશ્યૂ જંતુનાશક દવાનો ઉપયોગના કારણે ક્યારેક પાકને પણ વધારે નુકસાન થઈ જાય છે અને કુદરતી આફતોના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થઈ જવાની રહે છે તેમાં પણ તે સરકાર સહાય કરે તો તેમના માટે ઘણું બધું સારું રહેશે